લાઇબ્રેરી એ જીવન જીવવા માટે અને જીવનમાં સ્વર્ગની સીડી છે એવું પણ કહી શકાય આમ તો બાળપણની અંદર ખૂબ જ સારા પુસ્તકોનું વાંચન કર્યું છે અને સ્કૂલની અંદર લાઇબ્રેરી પણ ખૂબ જ વિશાળ પ્રમાણમાં હતી આ લાઇબ્રેરીની અંદર ફૂલ પાંદડી છે આ સિવાય નાના બાળકોને અનુલક્ષી અને કક્કા બારાખડી અનુલક્ષી અને જે ગુજરાતી પુસ્તક હતું એ એકમવાર નામનું પુસ્તક ખૂબ જ સારી ભાષામાં લખાયું હતું અને સરળ ભાષામાં લખાયું હતું આ સિવાય ઘણી બધી નવલકથાઓ પણ એમા સમાવેશ થયેલો જેમકે બાળપણમાં જે આપણને સારી પ્રેરણા આપે એવું પુસ્તક અબ્દુલ કલામનું અગનપંખ પણ આ લાઇબ્રેરીમાં ઉપલબ્ધ હતું